જો આણંદ જિલ્લામાં શિક્ષણની વાત કરું તો આણંદ જિલ્લામાં શિક્ષણ અત્યારે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યું છે કેમ કે આણંદનું પહેલાં જ તમે જોવા જાવ ને તો પાંચ છ જેટલી સ્કૂલો જોવા મળતી હતી પણ અત્યારે છે ને તમે દરેક એક દોઢ કિલોમીટરની અંદર તમને એકાદ સ્કૂલ જોવા મળે મળે મળે અને એ બી સ્કૂલ પાછી જેવી તેવી નહીં એ સ્કૂલમાં ભણતર ભણતર બધું જ વ્યવસ્થિત ત્યાંના શિક્ષકો બધું જ સારું ભણાવે છે ને એક તેના કારણે જ છોકરાઓને મોટિવેશન મળે જ પહેલાં તો સ્કૂલથી આવાં માટે બાળકો રડતાં અને એમ સ્કૂલ જવું નહોતું ગમતું એમને પણ અત્યારે જે આ સુધારો આવ્યો છે જેનાથી બાળકો સામેથી કહે છે કે મારે સ્કૂલે જવું છે ને આમને તેમ અને રહી વાત સામાજિકતાની તો એ બી ખૂબ જ સારું થઈ રહ્યું છે જેનાથી આણંદનું નામ આગળ આવે છે